હલો નાનપરા પોલીસ સ્ટેશન બોલો હા એટલે રફ ડાયમંડ હતાં મને જરી એ સમજાવો કે તમે અત્યારે ક્યાં છો હા એટલે તમારી ઓફિસ એટલે કયા વિસ્તારમાં આવી વરાછા વિસ્તારથી તમે ક્યાં જવાના હતા નાનપરા તરફ આવવાના હતા અચ્છા એમાં કેટલાં કેટલાં હીરા હતાં તમારા રફ ડાયમંડ કેટલાં હતાં કંઈ ખ્યાલ છે

બરાબર પણ એની એની લગભગ એની કેટલી કિમત થાય એટલે એક લાખ બે લાખ પાંચ લાખ કેટલી સરે શું કહ્યું હતું દસ લાખ જેટલી મોટી કિંમત હતી હા તો તમે એને સાચવીને મૂકેલી તમે એને સાચવીને

તમે તમારા સર સાથે વાત કરી ફોન કરીને હા હુ સમજુ છું પણ તમે એક કામ કરો તમે છેને અત્યારે તમે તમારા હીરા તો નથી તમારી પાસે એટલે લઈને તમારે બહારગામ જવાની જરૂર નથી તમે સીધાં પોલીસ સ્ટેશન પર આવી જાવ અને આપણે તમારી કમ્પ્લેઇન નોટ કરી લઈએ એટલે એમાં તમારે વિગત આપવી પડશે કે આજે ખરેખર શું બન્યું છે તો આપણે જેટલું જલદી તમે આ આપશો એટલું જલદી અમે એને ઉકેલ કરીને એને શોધવામાં તમને મદદરૂપ થઈશું હા એટલે તમે મને તમારું નામ કહી રાખો તમારું નામ બોલો અચ્છા તમે છે ને નાનપરા પોલીસ સ્ટેશનમાં તમે એવું પૂછજો કે મારે પટેલ સરને મળવું છે એટલે તમે સીધા મારી પાસે આવી જાવ આપણે તમારી કમ્પ્લેઇન નોટ કરી લઈએ